હલો

કેમ છે

અત્યારે શું કરો ઠીક છે કેવુંક સ્ટ્રેસ છે એટલું બધું કામ આપી દે છે તો પછી કંઈક બીજું જ ગોતો ને જેમાં સ્ટ્રેસ ઓછું હોય વર્કલોડ ઓછું હોય શું ગોતવું છે એટલે તમારે કરવું છે શું એટલે કંઈક પ્લાન તો હશે ને કે આ કરીશું અને આ રીતે હા જેમા વેકેન્સી મળતી હોય પગાર ને એવું સારું મળતું હોય તો બસ આમ સ્ટ્રેસ ને એવું ઓછું હોય એમાં કરજે અત્યારે કાંઈ આમ ચાલુ કર્યું છે કાંઈ ઈન્ટરવ્યૂનું કે કાંઈ વેકેન્સી છે ક્યાંય

મારે પણ એમ જ છે બસ માસ્ટર તો પૂરું થઈ ગ્યું છે હવે અત્યારે તો એકેડેમિક્સમાં એકેડેમિક્સમાં મજા નથી આવતી બોઉ આમ ખાસ જો કાઈક સારી કંપનીમાં કે એમાં જોઈ લઈસ મળી જાય તો ઈન્ડસ્ટ્રીમાં સારું પડે એકેડેમીક પણ સારું છે બંને સચવાય જાય ઘરને એકેડેમીક એ બંને પણ ઈન્ડસ્ટ્રીમાં આમ વેકેન્સી સારી છે અને ઓપર્ચ્યુનિટી પણ સારી છે તમારું નોલેજ ને બધું એના ઈન્ડસ્ટ્રીમાંથી જ થાય એમાં પણ અમારે તો ફાર્મસી છે એટલે ફાર્મા કંપની વધારે ઈન્ડસ્ટ્રીમાં જ હોય ઈન્ડસ્ટ્રીમાં વધારે સારું પડે

બસ તો ત્યારે તો એ જ હતું કે ઈન્ડસ્ટ્રીમાં કઈ રીતે કરવું એનું હમણાં એક મેલ કરેલો આગળ વેકેન્સી માટે ગોતું છું બીજું કાંઈ મળી જાય તો હમ્મ બીજી કૈક આમ એવી ગોતોને જેમાં સ્ટ્રેસ વર્કલોડ ઓછો હોય તમને જેમાંથી નોલેજ મળે એ ટાઈપ હમ્મ બરોબર હા એ પણ છે સાથેસાથે ઈન્વેસ્ટમેન્ટ પણ કરવું પડે ને સાથે ઈન્વેસ્ટમેન્ટ રાખવું પડે ઈન્વેસ્ટ કરશું તો જ આગળ વધશે કેમ કે આગળનું ફ્યુચર કરિયર ઈન્વેસ્ટમેન્ટ ઉપર જ આધાર રાખે છે ત્યાં આગળ ક્યાંય બાર સિટીમાં ફ્લેટ કે બધું લેવાનું થાય તો એના માટે ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે

કેઓ બીજું બીજું તો શું છે ફ્યુચર દોડ માટે છે બીજું કઈ છે બીજા ફ્યુચર ગોલ

હ ઘરનું બધું જોવું પડે બધું ફાઈનાન્શિયલ પ્રોબ્લમ બધા જોવા પડે ઈન્વેસ્ટમેન્ટ બધું જોવું તો પડસે સારું તો બીજું શું